ફૂટબોલ રોનાલ્ડો ક્રિકેટ મહેન્દ્ર સિંઘ ધોની ચેતેશ્વર પૂજારા સચિન તેંડુલકર વિરાટ કોહલી મિતાલી રાજ મને આ બધી બંને રમતો એટલે ગમે છે કે તેમાં ટીમને સાથે લઈને ચાલવાનો ગુણ કેળવાય છે જેના લીધે એક સારા શક્તિશાળી નેતૃત્વ ની આવડત કેળવાય છે અને મને હોકી અને હોકીમાં સાઇના નેહવાલ પણ ગમે છે